ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા એ દેશમાં સૌથી વધુ મક્કમ અને આયોજનબદ્ધ છે અહીં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિવિધ સ્તરે શિક્ષણ આપવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે ઘણી જગ્યાએ જાતીય અસમાનતા અને ભેદભાવ હજુ પણ જોવા મળે છે આપણે જ્ઞાતિ અને સમાજમાં વર્ગભેદની વાત કરીએ ગુજરાતમાં ખાસ કરીને પછાત વર્ગો અને દલિત સમાજના લોકો માટે શિક્ષણનો અભાવ જોવા મળે છે ઘણી વખત આવા લોકો માટે શિક્ષણ ઉપ્લબ્ધ હોય છે પરંતુ ગુણવત્તાવાળી શિક્ષણ અને શિક્ષણ સુવિધાનો અભાવ છે આવા વિદ્યાર્થીઓને ઘણી વાર અન્ય વિદ્યાર્થીઓથી અલગ રાખવામાં આવે છે અને તેમને પૂરતી શક્યતાઓ પ્રાપ્ત થતી નથી જાતીય ભેદભાવની બાબત આવે ત્યારે ઘણાં ગામડામાં અને નાના શહેરોમાં છોકરીઓને શિક્ષણમાં પૂરતો મોકો મળતો નથી આજે પણ કેટલીક સામાજિક પરંપરાઓ અને માન્યતાઓને કારણે છોકરીઓને પ્રાથમિક શિક્ષણ પછી ઘરના કામમાં જોડવામાં આવે છે અને તેમને શિક્ષણમાં આગળ વધતા રોકવામાં આવે છે ગુજરાત સરકાર અને ઘણી બધી સંસ્થાઓ આ પ્રશ્નને કઈ રીતે ઉકેલવા તેના માટે સતત કાર્ય કરી રહી છે સરકારી શાળાઓ અને એજ્યુકેશનલ પોલિશી દ્વારા જાતીય સમાનતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવે આ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવામાં આવે છે જેમકે કન્યા કેળવણી બેટી બચાઓ બેટી પઢાઓ સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્કોલરશીપ અને ગ્રાન્ટની વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં છોકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે માટે ખૂબ પ્રયત્ન થાય છે વિવિધ એનજીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા જ્ઞાતિ અને જાતીય ભેદભાવ દૂર કરવા માટે સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાન ચલાવવમાં આવે છે તેમ છતાં આ બધા પ્રયત્નો હોવા છતાં હકીકત એ છે કે હજુ પણ જાતીય અસમાનતા અને ભેદભાવના પ્રશ્નો અસ્તિત્વમાં છે આ માટે શિક્ષણ અને સમાજમાં વ્યાપક જાગૃતિની જરૂરિયાત છે